હાલો હલો હા કોણ બોલો છો બેન ઓહ મંજુબેન ઓહોહો અમે તો ઘણા વખતથી તમે પધાર્યા નથી ભાઈ દુકાને હં આવો આવો આવો છો શોપિંગ કરવા હા સારું સારું પધારો પધારો આપના માટે દરવાજા ખૂલ્લા જ છે અને શું કાંઈ નવો પ્રસંગ આવે છે બહેન તમારા ઘરે અંહં અંહં અરે તો એના માટે તો બેન કેટલી વેરાયટી આવેલી છે આવો આવો તમે ત્યારે સરસ મજાની કડલી છે નાની નાની અને મસ્ત મજાનો ચેન છે પેડલ છે પછી આપની દીકરી માટે પણ ઘણું બધુ નવા નવા હાથનાં કડલાં આવેલાં છે નવી ડીઝાઈનમાં હં ઘણું બધું આવેલું છે હં હં હા હા ચોક્કસ પધારો પધારો તમે હણા હમણાં ઘણા વખતથી દેખાતા નહોતાં મેં કીધું આ મંજુબેન હમણાં ક્યાં ખોવાઈ ગયાં છે બાકી તો તમે અમારા રેગ્યુલર કસ્ટમર છો હમ હમ હમ બરાબર એટલે તમે હમણાં ત્યાં બહાર ગામ હશો બરાબર હં ના ના બેન જો અમારી દુકાનનું સોનું તો તમને ખબર છે કે સ્ટાન્ડડ હોય છે અને ક્યારેય એમ કે એની પૂરેપૂરી ગેરંટી હોય છે સોનાની હૉલમાર્કવાળું જ આવે છે કે તમે કદાચ ક્યારેય અમુક વર્ષો પછી પહેરી ને અને પાછું આપવા આવો તો પણ એનો પૂરેપૂરો તમને ચાલુ ભાવ હશે એ ભાવ મળશે બરાબર છે હમ અને તમારી પસંદગીની દરેક વસ્તુ અહીંયા મળી રહેશે હા હા સારું સારું હમ હા હા ચાંદીની વસ્તુ પણ રાખીએ છીએ સોનાની વસ્તુ પણ રાખીએ છીએ એટલે જે તમારી ચોઇસ હોય એ પ્રમાણે બરાબર હમ હા તમે આવો એટલે અમે તમને અહીંયા બતાવીશું

હા ચોક્કસ ચોક્કસ હા એવું ય લેવું પડે ના ના સાવ સાચી વાત છે અરે બહેનને ચોક્કસ ગમશે તમે જો જો તો ખરા હમ હા હા હા હા હા ઓકે હા હા ચાલો રાખું છું ચાલો પધારો બહેન રાહ જોઈએ છીએ હોં હા